હું જમાલભાઈ કાપડિયા બોલું સરદાર સભા ડેમના સુપરવાઈઝર

અમારે લગભગ ચારસોથી પાનસો લેબર જોઈએ છે અને એમા બે ત્રણ જાતના હોય સ્કિલ વર્ક કરિયા જેવા કડીયા છે પછી સેન્ટીંગ કામ કરવાવાળા હોય માટે સુથાર છે કડિયા છે એ ટાઇપના માણસ અને થોડા અનસ્કિલ માણસો એ ટાઇપના માણસો છે હવે એવા કામમાં તમારે કોઈ જગ્યાના અનુભવ ખરો

સરસ એક કામ કરો તમારે જ્યાં જ્યાં કામ કર્યાને બીજા તો લઈ આવજો થાસે ત્યાં જાતે બી અને નક્કી કરી ને કે સરકારના ભાગરૂપે પણ જે ભાવ હોય એ પ્રમાણે

હા એ બધી સગવડ છે આ સરકારી કામકાજ છે અમારી સ્પેશિયલ કોલોની છે તો ત્રણ સ્પેશિયલ આપી દઈશું જમવા માટે મારાજ અમે રાખેલા છે અને જમવાની વ્યવસ્થા વેહલી થઈ જશે માણસ ને કઈ તકલીફ થઈ બીમારી આવી છે કઈ બી આવ્યું તો ડૉક્ટરની વ્યવસ્થા આપી છે સાથે સાથે ઈન્સ્યોરન્સ વીમા ની બી વ્યવસ્થા કરેલી છે ચાલે એવું છે અને કઈક આજના કોઈ વ્યક્તિ વધારે પડતું તકલીફ થઈ મરણ થયું એના કુટુંબ વાળાને મળી જાય એ માટે બધી વ્યવસ્થા છે હા હવે જોવો તમે સરકારી કામકાજ છે એટલે આ બધું ચોક્કસ છે અને અહિયાં આગળી કોઈપણ જાતની તકલીફ પડે એવું છે નહી તમે સમયસર પૈસા મળી જાશે બીલ પાસ થાય એટલે ને બધી જાતની સગવડ મળી જશે એની સામે અમારી એટલી ખાતરી છે સારી જાતનું ગુણવતા થવું જોઈએ સરસ તમે ચલો તમારી વાત પરથી લાગે છે કે અમે તમારા જેવા માણસની જરૂર છે તમારામાંથી જે બધા સમય મળે તો તમે મારી ઓફિસ ઉપર સોમથી શુક્રવાર સુધીમાં ગમે ત્યારે તમારા ટાઈમે મને ફોન કરીને આપોઇન્ટમેન્ટ લઈને આવી જજો

આવજો આવજો જય ભારત